હાલો બજરંગ ફૂડ્સ બોલો શું જોઈએ છે તમારે એમાં તમે બી નઇ એમાંય બાસુંદી અને ઢોકળા મળી જશે પણ એના સિવાય પણ અમારે જે સાથે ઘણી ફરસાણ છે જે તમારે લેવી હોય તો તમે કહી શકો છો કે આ કે ભાખરવડી છે ચેવડો છે પાતરા છે ભજીયા છે ખમણ ઢોકળા વગેરે હોય છે કઈ વાંધો નઇ તમને બાસુંદી અને ઢોકળાનું ઓર્ડર અમે લઈએ છીએ પણ તમારે ક્યારે જોઈએ છે કઈ વાંધો નઇ તમને મળી જશે પણ તમને અમારો ભાવ ખબર છે બાસુંદી બસો રૂપિયા કિલો છે અને ઢોકળા સો રૂપિયા કિલો છે પણ જો તમે મોટો ઓર્ડર આપો છો તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપશું અમે જેથી તમને બીજી વાર પણ અમારે ત્યાં આવો અને કોલેટીની ચિંતા તમે ના કરો બઉ સારી મળશે અહિયાં અને ખાસ કરીને જ્યારે પણ તમે કોઈ પાર્ટી લેજો કાં તો એમનેમ જ તમને ઘરે ખાવાનું અમને છતાં તો તમે ઓર્ડર કરીને લઈ શકો છો કારણકે વસ્તુ એટલી સારી આવશે તમને બીજા બે જણાંને કહેશો કે હાં તમે બજરંગ મથી મંગાયું તો ફરસાણ સારું આવે છે કઈ વાંધો નઇ પણ અમે કરીએ છીએ કારણકે કોઈને ખબર ના હોય અહિયાં શું શું મળે છે એટલે પછી અમારે દેખ એટલે અમારે એટલે ક્રવાનીક છે અને તમે જો આ બે વસ્તુનો ઓર્ડર આપ્યો છે એ બદલ તમારો ખૂબ આભાર અને તમને સમયસર ડિલિવરી કરી દેસશું તમારા વસ્તુની ને ખાસ જો કાઇ પણ પ્રોબ્લેમ ની થાય પણ આમરી જે વસ્તુ છે તેને તમે સારું એવું ફિડબેક આપશો અને તમે બીજા બે જણાંને કહેશો કે હાં તમે આ જગ્યાથી તમે ઓર્ડર કરી શકો છો એવી અમારી તમારી પાસેથી એક આશા છે ને અમારા હાં કઈ વાંધો નઇ સંજે આઠ વાગ્યા સુધી તમારા ઘરે ઓર્ડર પહોંચી જશે ને તમને ઓર્ડર આપનો મળી જાય પછી તમે પેમેન્ટ કરી દેજો અમારા બજરંગ માં ફોન કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર